પાંચ આંકડા જે મને યાદ છે તે પાંચસો એક સાતસો નવ્વાણું એક હજાર પાંચ હજાર પચાસ દસ હજાર એકસો પચીસ